હું વિષય તો ગુજરાતી જ લઈશ કારણ કારણ કે મને તેની વાર્તાઓ નવલકથાઓ નાટકો અમુક જે સર્જકોના લેખો અમુક બાબતો લખેલા જોવા મળે છે ભારતમાં શું જોઈએ છે ભારત શેનાથી વંચિત છે ને જેનાથી નથી એ વસ્તુનું જે લખાણ છે એ ભારતમાં જોવા મળે છે અમુક વસ્તુથી જે ભારતમાં જે વસ્તુનું લખાણ થવું જોએ તે થાય પણ છે પણ લાગુ કેમ નથી પડતું સ્ત્રીઓ માટેનાં જે પુસ્તકો લખાણાં છે પારુ કંદર દેસાઈનું એક ડગલું આગળ જો એ વાત કરીએ તો સ્ત્રીઓની જે વેદના પીડા જે વ્યથા જે છે તે શું કામની એમાં બતાવામાં આવ્યું છે છતાંય બંધ કેમ નથી થતું મારું અને બાળ લગ્ન રાજા રામ મોહન રાય જ્યારે સતી પ્રથા નાબુદ કરી તો એ પણ સ્ત્રીઓની જે વેદના પીડા હાલમાં જે ભોગવવી પડે છે કે ભાઈ સ્ત્રીને જ્યારે લગ્ન થઈ જાય પછી ઘરની બહાર બહુ નહીં જવાનું તેને બહુ સારા એવા કપડા નહીં પહેરવાના એને અમે અમુક અમુક એવા રીત રિવાજ જેમકે ઘુંઘટો તાણીને ચાલવાનો દીકરીઓને આગળ નહીં ભણાવાની આ બધી પ્રથા હાલમાં પણ જોવા મળે છે એનું કારણ શું તો શું એ આ વંચિત આ બુક જે પુસ્તકોમાં વંચિત પુસ્તકોમાં તો લેખકો લખે છે તો હજી ભારતમાં કેવી એ રીતનું કે હજી વંચિત ઘણો પ્રદેશ ઘણા ગામડાં હજી એ અંધશ્રદ્ધામાં એવા રીત રિવાજમાં એ એવા વહેમોમાં જીવે છે કે આવા રીત રિવાજોને લઈને ચાલે છે રીતિ પરંપરા રૂઢીઓને લઈને ચાલે છે તો શું ખૂટે છે હજી મને હજી વિષયો પર ઘણુંબધું સંશોધન કરવાની જરૂર છે વિષયો જેમકે ગુજરાતી ઇંગ્લિશ જે વિષયો પણ લખાણ એનું હાલમાં જરૂરી છે કારણ કે જો વિષયોમાં લખાશે લોકો વાંચશે તો જ સમજશે કે આ દેશમાં આ દેશમાં હજી શું જરૂર છે અને જો લખાય છે તો સમજાતું કેમ નથી જેમકે વાર્તાઓ નવલકથાઓ કવિતાઓ ઘણી બધી લખાય છે અંધશ્રદ્ધાનું ઘણા પુસ્તકોમાં ઘણી બુકોમાં એની નવલકથા વાર્તાઓને અનુલક્ષીને સર્જક જ્યારે ગોળ ગોળ કરી અને મૂળ વાત તરફ લઈ જાય છે અંધશ્રદ્ધા બંધ કરવાની જે વાત કરે છે તો શું કામ અંધશ્રદ્ધાઓ બંધ નથી હાલમાં પણ કેવા હાલમાં પણ એવું જોવા મળે છે કે જ્યારે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે બિલાડી રસ્તો કાપે તો શું કામને આપણે જવું નો જોઈએ કે થોડી વાર રૂકી જવું જોઈએ કે જ્યારે શરદીનું પ્રમાણ હોય ત્યારે છીંક ખાઈ અથવા પહેલે જ્યારે બહાર જતા હો ત્યારે જે છીંક ખાઈ છે તોય તે પાંચ દસ મિનિટ રૂકી જવું જોઈએ શું કામ શું કામ હજી પણ એવી અંધશ્રદ્ધા છે શું કામને એવું હજી દીકરીઓની માટે દીકરીઓ જ્યારે જન્મે છે ત્યારે પેંડા શું કામ નથી વેચવામાં આવતા દીકરી શું કાંઈ પાપ કર્યું છે શું એ પોતાના પિતાને શું ટેકો નહીં આપે પણ આ એક પહેલાંની રૂઢિ પરંપરાઓ હાલમાં પણ જોવા મળે છે દીકરીનો વધારે માન નથી આપવામાં આવ જે સ્ત્રી સર્જકો છે જે ઘણું બધું લખે ભારર કંદર્પ દેસાઈ જે છે અખે પાત્રના નવલકથાના લેખિકા જે બિંદુ ભટ્ટ છે તો તેઓએ પણ કંચન બાને મધ્ય કેન્દ્રમાં લઈને જે વાત કરી છે કે સ્ત્રીઓની કેવી કેવી વેદનાઓ એમાં આપણે વાત જોઈએ તો વાત કાંઈક એવી છે કે જે કંચનનો પતિ છે એ મૃત્યુ પામે છે અને જે કંચનનો પતિના પિતા છે તે ત્યારે કંચનની સાથે રહે છે તો એની જે પીડા એ સમયનો હાલનું જે હકીકત છે તે બિંદુ ભટ્ટે એને અખે પાત્રમાં જોડ્યું છે પણ હાલમાં પણ એવા બધા જે પીડાઓ સ્ત્રીઓને જે ભોગવી પડે છે એ કંચન બાને જે વેઠવું પડતું છે એને પતિ વિનાની જિંદગી તેને કેવી લાગે છે તેનું જે વર્ણન કર્યું છે એ તે હાલમાં પણ અત્યારે કઈ કઈ જગ્યાએ એવું જોવા મળે છે અંધશ્રદ્ધા અમુક વિચારો નેજે ભણાવાનું છે જે બાળકોને ભણાવાનું છે ત્યાં અમુક લેવલે અમુક બુકમાં પણ લખવામાં આવે છે પણ જે અમુક જે જેવા ફેરફારો જોવા મળે છે એ જેવા ફેરફારો કરવા છે ભારતમાં જેવા ફેરફારો કરવા છે તો એવો હજી કરવામાં થતું નથી એનું કારણ શું છે કે હજી સાહિત્યમાં હજી લખાણ ખૂટે છે કે પછી લોકો વાંચતાં નથી બસ આ જ એક વિષયો ઉપર જે ચર્ચા કરવાની હતી થોડુંક હજી અંતે એમ મારે જે કેવું છે કે સાહિત્યમાં જે ભારતમાં વંચિતનો જે વંચિત છે એ એક વસ્તુ એવું છે કે સેક્સ રિલેશનની જે વાતો છે જે માસિક ધર્મની વાતો છે એ એ એનું લખાણ હંમેશાં વધારે કરવું જોઈ કારણ કારણ કે એમાં પણ એક અંધશ્રદ્ધા રહેલી છે કે લીંબુવાળી વસ્તુ ન ખાવી જોઈએ સ્ત્રીઓને મંદિરે ન જવું જોઈએ ત્યારે તે કોઈ પણ કામ ન કરી શકે બસ એવી વાતો એક વિષયો લઈને એમાં લખવી જોઈએ અને દરેકને સુધી પહોંચાડવી જોઈએ કે ભઈ જે સ્ત્રી સેટલું કરી શકે જેટલું પુરુષ કરી શકે ને પુરુષ કરતાં પણ સ્ત્રી વધારે કરી શકે એની વાત એનો બુકમાં લખવી જોઈએ અને સર્જકોએ વધારેને વધારે વિચારવું જોઈએ બસ આ ફેરફારો ભારતમાં જે સાહિત્યમાં છે તે કરવા જોઈએ